ટેકનોલોજીએ ગુજરાતમાં શિક્ષણ પ્રણાલી પર જે અસર કરી છે તે જણાવી રહ્યો છું આજકાલ બધા જ વિદ્યાર્થીઓ ખાસ કરીને ઓનલાઇન ભણવા માટે મજબૂર થઈ ગયા છે ખબર નહીં કેમ પણ સોશિયલ મીડિયા પ્રમાણે અત્યારની જનરેશન જે ખૂબ જ શિક્ષણમાં ધ્યાન આપવાને બદલે તેઓ યુટ્યુબ પરથી ભણવું વધારે પસંદ કરે છે ઓનલાઇન કોર્સીસ કરવા વધારે પસંદ કરે છે અને તેઓ જેટલી માત્રમાં સમજવું જોઈએ એવું સમજતા નથી જેથી કરીને આ ટેકનોલોજીએ શિક્ષણ પ્રણાલી પર મારા મુજબ ઓછી અસર કરી છે